આધુનિક સમયમાં રોજિંદા જીવનમાં મહિલાઓ અનેક પડકારોનો સામનો કરે છે ઘરની જવાબદારી અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવું એ એક મહિલા માટે સૌથી મોટો પડકાર છે મહિલા પોતાની ઓળખ અને કારકિર્દી બનાવવા માટે ખૂબ મહેનત કરી રહી છે પરિવારના સભ્યો અને સમાજના દબાણનો સામનો કરે તેમના પરિવાર માટે આદર અને મમતા સાથે પોતાનું સ્થાન બનાવવું એ આજની મહિલા માટે એક મોટો પડકાર છે કાળક્રમે ભારતીય મહિલાની ભૂમિકામાં ઘણો ફેરફાર થતો જોવા મળ્યો છે જ્યારથી શિક્ષણની ઉપલબ્ધતા અને આર્થિક સ્વતંત્રતામાં વધારો થયો ત્યારથી મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન મેળવવાનું શરું કર્યું છે આજે ઘણા બધા ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું પ્રભુત્વ જમાવીને બેઠી છે સમાજમાં તેમના મહત્ત્વ અને યોગદાનને સ્વીકારવામાં પણ આવ્યું છે તેમ છતાં આજે પણ વ્યવસાયિક ક્ષેત્રમાં અને શિક્ષણ ક્ષેત્રે મહિલાઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સમાન તકોનો અનુભવ નથી કરી શકતી કેટલાક સ્થળો તેમનું શોષણ અને ભેદભાવનો સામનો કરી રહી છે આજે પણ સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદભાવનો સામનો એક મહિલા કરતી જોવા મળી રહી છે ઘણી કંપનીઓમાં તેમનો મૈત્રિક ક્ષણ અને પ્રતિભાને યોગ્ય ન્યાય મળતો નથી સામાજિક ધોરણે મહિલાઓને શિક્ષણ અને વ્યવસાયિક જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું નથી મહિલાઓ માટે સુરક્ષા એક સૌથી મુદ્દો છે મોટા શહેરોમાં અને નાના ગામડાઓમા આજે પણ મહિલાઓને જાતીય ભેદભાવનો સામનો કરવો પડે છે હિંસા અને શોષણનો સામનો કરતી આવી છે સુરક્ષા માટે યોગ્ય નીતિઓ અને કાયદાની અમલવાદી સ્થિતિમાં હજુ પણ સુધારો કરવાની સરકારને જરૂર છે મોટાભાગની મહિલાઓ તેમની ક્ષમતા અને પ્રતિભાઓનું પૂરું મૂલ્યાંકન કરવા માટેની તક મળી રહી નથી ઘણીવાર તેમના સ્વપ્નો અને આકાંક્ષાઓને ન્યાય આપવામાં આવતો નથી આ સંજોગોમાં સમાજ અને સરકાર બન્ને મહિલાઓમાં માટે સુરક્ષા અને સમાન તકો પૂરી પાડવી જોઈએ મહિલાઓએ પોતાનો હક મેળવવા માટે સક્ષમ બનવું જોઈએ તેમણે શિક્ષણમાં અને કારકિર્દીમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ સાથે સમાજના દરેક સ્તરે મહિલા સશક્તિકરણ માટે કામ કરવું જોઈએ મહિલા સશક્તિકરણથી માત્ર મહિલાઓનો જ નહીં પરંતુ એક ઘર એક કુટુંબ એક સમાજની પ્રગતિ અને ઉન્નતિ તરફ આગળ વધશે આજે મહિલાઓનું ઘણું અગ્રેસર સ્થાન જોવાઈ રહ્યું છે તેમ છતાં અમુક ક્ષેત્રમાં હજુ પણ તેમનો પોતાનો અધિકાર લેવા માટે સંઘર્ષ કરવો પડે છે માટે બધાએ મળીને મહિલાઓને પૂરતી સુરક્ષા અને તક ઉપલબ્ધ કરાવવી જોઈએ જેથી તેઓ પોતાના સપના પૂરા કરી શકે